કોણ બોલો હા બોલો હા હા આપણા આપણા નર્મદા જી હા તો ખરું ખરું તમાર તમન માહિતી આપું આપડા તયબી સૂટ છે સેરવણી છે આવા તેવા સીજન હારે વ્યવસ્થિત કપડાં લગ્નના મળશે ને અહિયાં બી મળશે અમુક ટકા ખાસ તો વડોદરામાં પણ મળશે વડોદરા બોમ બોમ્બે શહેર ખરું ને એમાં એમાં પણ સારા સારા કપડાં મળશે તમારે જે ખાસ કયવા હા કઈ વાંધો નય એ પણ એ પ્રમાણે માલ પડેલો છે માલ તમે લઈ જઈ શકો છો વાંધો ના આવે તમારા માટે તમે આવ્યા છો એટલે વધારાના મોંઘા પડે એવી વસ્તુ આપડા પાસે નથી સમજી વિચારીને સમજાવીશું ને ન ખબર હોય તો સમજાવીશું ને તમારા બજેટ પ્રમાણે માલ અમે આપીશું કારણકે તમારી જેવી પસંદગી થાય એ પ્રમાણે બજેટ આપણે માલ આપીશું એટલે એ પ્રમાણે તમે આવી જાવ વાંધો નય તમને બીના ટેન્સન મળશે બરાબર તમારે જો

વાંધો નહી તમે અને તમારી જે પસંદગી થસે એ પ્રમાણે આપડે કરી દઇશું વાંધો ના આવે બરાબર ને સારું ચાલો આવો